અત્યારના સમયમાં આપણે જો જોઈએ તો આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણ છે એ માનવ સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે ખાસ કરીને તો હવા અત્યારના સમયમાં વાહનોનું જે પ્રદૂષણ છે એ ખૂબ જ ઝેરીલું પ્રદૂષણ છે ખાલી ફક્ત એક વાહનો નહીં પરંતુ જે કંઈ બી ફેક્ટરીસ છે અથવા તો એવાં ઉદ્યોગ છે એના ધુમાડા જ્યારે આકાશમાં ભળે તો તેનાથી ખૂબ જ નુકશાન થતું હોય છે ખાસ કરી ને તો આપણા જ્યારે શ્વાસ લઈએ છે તો એ આપણા શ્વાસોચ્છવાસ દ્વારા સીધો આપણા ફેફસામાં જાય છે જેના દ્વારા ઘણા બધાં રોગો થવાના ચાન્સીસ રહે છે ખાસ કરીને નાના બાળકોમાં જોઈએ તો ફેફસામાં પ્રોબ્લેમ અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે આ સિવાય જોઈએ તો જળ પ્રદૂષણ છે જળ પ્રદૂષણના લીધે પણ ઘણું બધું નુકસાન થાય છે જેમકે આ ઉદ્યોગો છે ફેક્ટરીસ ના દૂષિત અને ઝેરીલા પાણી છે એ નદીમાં છોડવામાં આવે તો ત્યારે તેનાથી નદીનું તો પ્રદૂષણ થતું જ હોય છે કારણકે નદીનું જે અંદર જે જીવસૃષ્ટિ છે તે ઘણી વાર મૃત્યુ પામે છે એવું આપણે ઘણી વાર સાંભળેલું હોય છે સમાચારમાં કે ક્યાંય જોયેલું હોય છે હવે જો એ પાણી આપણે એ પાણીનું સેવન કરીએ તો તેનાથી શું થાય એ પાણીના સેવન કરવાથી આપણને ઘણાં બધાં રોગ થાય છે જેમકે ઝાડા ઊલટી થઈ જવા અથવા તો શરીરમાં બીજો કોઈ એવો વાંધો આવવો તો આ પણ એક માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે એવી બાબત છે ત્યાર પછી છે જે આ જ્યાં ત્યાં જમીનમાં કચરો ફેંકી દઈએ છીએ આપણે સૌ જાણીએ છે કે પ્લાસ્ટિક છે એ ક્યારેય જમીનમાં છે એ એનું સડતું નથી એ ત્યાં ને ત્યાં રહે છે તો તેના લીધે પણ જમીન ને નુકસાન થતું હોય છે જમીનમાં રહેલાં જે અળસિયા કે કોઈપણ જે જીવાણુંઓ છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે તો તેને પણ નુકસાન કરે છે તો જમીનનું પ્રદૂષણ પણ એટલુંજ પર્યાવરણીય પ્રદૂષણ છે ને સ્વાસ્થ્યને એટલું જ નુકસાનકારક પણ છે જમીનના પ્રદૂષણથી બને છે એવું કે કોઈ પણ જે ફળદ્રુપ જમીન હોય એની ફળદ્રુપતા ઘટી જાય છે અને ત્યાં ધીમે ધીમે પછી પાક નથી થતો જેના લીધે પછી એ પડતર જમીન થઈ જાય છે આવા સમયમાં આપણે કરવું જોઈએ કે આપણે પર્યાવરણને દૂષિત ન કરવું જોઈએ બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિક જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જેથી કરીને જમીનનું પ્રદૂષણ ન થાય બીજું વસ્તુ એ કે આપણે જોઈએ છે કે ઘણાં બધાં વાયુ જે છે હવામાં ભળે છે તો બને ત્યાં સુધી બસ કે એવા કોઈ સાર્વજનિક વાહનો છે તેનો ઉપયોગ કરવો જોઈએ તો જેના લીધે બને ત્યાં સુધી બધા અલગ અલગ વાયુઓ જે છે એ હવામાં ન ભળે જેનાથી આપણને નુકશાન ન થાય તે સિવાય પાણી જે છે ફૅક્ટરીઓની એ બધું તો એના માટે આપણને કંઈક અલગથી જ જે તે ફૅક્ટરીના માલિક કે છે અથવા તો સરકાર દ્વારા તેને નિકાલ કરવાની કોઈ પણ એક પ્રક્રિયા કે છે અથવા તો વોટર પૂયુરીફીકેશન જે આ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને છે એ વસ્તુ આપણને હાનિકારક ન પહોંચાડે અને બને ત્યાં સુધી આજના સમયમાં તો વાયુ પ્રદૂષણ એટલું વધી ગયું છે તો આપણે આપણી સેફટી માટે માસ્ક પહેરેલું રાખવું જોઈએ